ખાસ કરીને ગુજરાતમાં આમ તો શિક્ષણનું પ્રમાણ સારું છે પણ કહેવાય છે ને નોલેજ ઇઝ પાવર અને નોલેજ દરેકે દરેક સમુદાયના વર્ગના બાળકોને મળવું જ જોઈએ અને બાળકો સુધી એ સગવડો અને સુવિધાઓ પહોંચવી જોઈએ અને એટલા જ માટે ખાસ કરીને વિચરતી જાતિના અથવા તો અંતરિયાળ વિસ્તારમાં રહેતા ગામડાના બાળકોમાં ક્યારેક આ શિક્ષણથી તેઓ વંચિત રહી જાય એવું આપણને લાગી રહ્યું છે અને એટલા જ માટે સરકાર શ્રીએ ઘણી બધી સુવિધાઓ અને એને સગવડો માટેની પહેલ કરી છે સૌથી પહેલાં તો ધોરણ એકથી આઠ એટલે કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત મફત અને સાર્વત્રિક કરવામાં આવ્યું છે અને દરેક જુદા જુદા ધોરણોમાં બાળકોને શિષ્યવૃત્તિ દ્વારા પણ એનકરેજ કરવામાં આવે છે અને ઘણી બધી હવે તો અભ્યાસ માટે એટલે મેડિકલથી લઈને એન્જિનિયરિંગથી લઈને કહેવાતા એવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ સરકાર શ્રીએ છાત્રાલય સાથેની સુવિધાઓ અને વ્યાજબી ફીમાં એ લોકોને શિક્ષણ મળે અને જ્ઞાન મળે અને એ લોકો પણ એવા બાળકો પણ પોતાના સ્વપ્નાઓને પૂરો કરી શકે એના માટેની સગવડો અને સુવિધાઓ અને યોજનાઓ સરકાર શ્રી દ્વારા અમલમાં આવી છે અને ખાસ કરીને ગર્લ એજ્યુકેશન એટલે દીકરીઓને બેટીઓને બેટી પઢાઓ બેટી બચાવો આ સ્લોગનને સાર્થક કરતી પણ કોઈ પણ ધોરણમાં દીકરીઓને ભણવા માટેની ફી લેવામાં આવતી જ નથી ફક્ત ભણવાની ટ્યુશન ફીની જ વાત નથી પરંતુ પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવામાં આવે છે એમાં પણ દીકરીઓને ફી ભરવાની થતી નથી જવાબ ડ્રોપ આઉટ રેશિઓને ઘટાડવા માટેના પણ સંનિષ્ઠ પ્રયાસો હાથ ધરવામાં આવે છે અને એટલા માટે ઘણી જગ્યા પર તો રાત્રિશાળાઓનું પણ આયોજન કરવામાં આવે છે અને એમના પરિવારને અથવા બાળકોને જે રીતે રોટી રોજી માટે અથવા અન્ય કામો કરવા માટે રોકાણ કરવામાં આવે છે અને એ બાળકો એટલા માટે ભણવામાંથી ઉઠી જઈને એ કામમાં વળગે છે તો એવી શાળાઓનો સમય એજ્જસ કરવામાં આવે છે કે બાળકો અભ્યાસ પણ કરી શકે અને પોતાના પરિવારને પણ આર્થિક સહયોગ કરી શકે એવી પણ ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા કરવામાં આવી છે અને કેટલાક સ્કીલફૂલ આઈટીઆઈ જેવા એવા શોર્ટ ટર્મ અભ્યાસક્રમોની પણ શરૂઆત થઈ છે કે જેમાં આ બાળકો ઓછા સમયગાળામાં એવું શિક્ષણ પ્રાપ્ત કરે કે જેથી એ શિક્ષણ અને એ સ્કીલ ની સ્કીલ ડેવલપ થયા બાદ એ પોતાનો ધંધો રોજગાર કરી શકે અને આર્થિક ઉપાયજન કરી શકે એટલે ઘણી બધી યોજનાઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે કે જેથી વંચિત થયેલા અને એવા સમુદાયના બાળકોને પણ આ જ્ઞાનનો લાભ મળી શકે